ગુજરાતમાં લોકો તેમની સાંસ્કૃતિક વારસાનો ઉપયોગ કરીને ધાર્મિક તહેવારો મનાવે છે લોકો હળીમળીને ભેગા થાય છે અલગ અલગ તહેવારોમાં મનાવે છે જેમ કે દિવાળી નવરાત્રી ધુળેટી છે હોળી છે ઉતરાયણ છે જન્માષ્ટમી છે ગણપતિ સ્થાપના જેવા ઘણા બધા તહેવારોમાં ગુજરાતીમાં લોકો હળીમળીને ઉજવતા હોય છે જેમ કે આપણે જે તહેવાર પ્રમાણે પોષાક પહેરવામાં આવે છે ખોરાકનો હોય છે એવા બધા અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવીને ગુજરાતના લોકો સાથે હળીમળીને તહેવારો ઉજવતા હોય છે અને ગુજરાતમાં પ્રાચીનકાળથી આ લોકો તહેવારો મનાવતા આવે છે તો ગુજરાતમાં પણ લોકોનું કે એવું માનવું છે કે પ્રાચીન કાળથી આ તહેવારો ઉજવવામાં આવે છે તો આગળ પણ આ તહેવારો ઉજવે અને ધાર્મિક તહેવારો હોય છે તો બધા હળીમળીને એકબીજાને બોલાવા જાય છે એકબીજાના ઘરે જઈને ખોરાક લે છે પોશાક પહેરે છે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીને તે લોકો ધાર્મિક તહેવારોને ઉજવતા હોય છે ને તે સાંસ્કૃતિક વારસાની અને ઉજવણી કરતા હોય છે એવી રીતે જે પ્રાચીન કાળમાં જે લોકો દેવ થઈ ગયા હોય છે તે લોકોને ઉજવણી કરતા હોય છે તેમની જન્મ જન્મતિથિ મનાવતા હોય છે તેમની મરણતિથિ મનાવતા હોય છે તેવું ઘણા બધા કાર્ય કરીને તે લોકો આગળ વધતા હોય છે તે સાંસ્કૃતિક વારસાને રાખતા હોય છે ને ઉજવે છે